મોરબી જિલ્લામાં ઉગતા મુખ્ય પાકો ઘણા બધા છે અને સ્થાનિક અર્થતંત્ર અને પાનખરમાં તેનો ઉપયોગ ખૂબ જ જોવા મળે છે જેના મુખ્ય પાકોમાં ચોખા શેરડી ઘઉં કપાસ અન્ય પાકો કઠોળના પાકો અને તમાકુ શાકભાજી વગેરે પાકો છે જેના સૌથી વજન અઅ પાકોની માગ બજારમાં રહેતી હોય છે અને તેનું વેચાણ કરવા માટે અમે અ અ શું કહેવાય શાકભાજી માર્કેટ માટે શાક માર્કેટમાં જઈએ છીએ અને બાકી અનાજનું અને બીજા તેલીબિયાં પાકોનું બજારમાં અમે વેચાણ માટે જતા હોઈએ છીએ અનાજ વાવવાથી લઈને બજારમાં વેચવા સુધીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સારા એવા પણ ભાવ લોકો ખેડૂતોને મળી રહેતા હોય છે અને ત્રણ પ્રકારની ઋતુમાં શિયાળો ઉનાળો અને ચોમાસું આવી રીતે ત્રણ ઋતુમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે મોરબી જિલ્લામાં મુખ્યત્ત્વે ઉછેર તો સીરામિકનો છે અને ટેસ્ટ સાઈડ ટાઈલ્સનો છે અને એક ઘડિયાળ બનાવવાનો છે અને આજુબાજુના વિસ્તારમાં જે ખેતીલાયક જમીનો છે તેમાં ખેતી કરવામાં આવતી હોય હોય છે જે અને ખેતીથી મોરબી જિલ્લો ખૂબ જ સમૃદ્ધ બન્યો છે ખેતી જ સંપૂર્ણ છે